હા અમે અમારા ફેમિલી સાથે બહાર કેરેલા ફરવા ગયેલા ત્યાં અમે ફૂલ ફેમેલી સાથે ગયેલા દાદા દાદીને પણ લઈ ગયેલા ફુવા ફઈ અંકલ મોટા પપ્પા બધા સાથે ગયેલા અને બહુ જ એન્જોય કરેલું મજા આવેલી બધી જગ્યાએ નવી નવી જગ્યાએ જાવાની ત્યાંના મંદિરો બધી જગ્યાએ અને ત્યાંના મંદિરો અલગ જ હતા ત્યાં બધા ફેમેલી સાથે એ ઇંજોય કરવાની અને બહાર ફરવા જવાની મજા કંઈક અલગ જ હોય છે ત્યાં ખાલી અમે એ સાત દિવસ માટે ફરવા જ ગયેલાં હતાં અને બધી જગ્યાએ જોએલા ત્યાંનો નેચર ડુંગર પર ગયેલા તે ખૂબ જ મજા આવેલી